આમ તો હું ખૂબ જ ઓછો લેખ અને કવિતાઓ વાંચતો હોઉં છું પણ હું જ્યારે કૉલેજમાં ભણતો હતો બે હજાર તેર ચૌદની વાત હશે ત્યારે મેં મારો બૅસ્ટ ગુજરાતી વિષય પસંદ કરેલો હતો તેમાં જો મારા અ આમ તો હું ઘણી બધી ટીવી સીરિઅલ્સ અને સાપ્તાહિકો પણ જોતો હોઉં છું અને વાંચતો હોઉં છું તો તેમાં મને જો કોઈ ગમ્યું હોય તો તે છે તારક મહેતા કારણ કે તારક મહેતાનો જન્મ છવ્વીસ ડીસૅમ્બર ઓગણીસ સો ઓગણત્રીસમાં અમદાવાદમાં થયો હતો તેમણે ઘણું બધું શુદ્ધ હાસ્ય ઉપજાઉ અત્યંત લોકખ્યાત દુનિયાને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી પ્રસિદ્ધ ધારાવાહિક પણ આપેલી હતી અને તેમાં પણ ઘણાં બધા પાત્રો મને ખૂબ જ ગમ્યા હતા તેમનો એક લેખ પણ હતો કે નવું આકાશ નવી ધરતી તેમના ઘણાં બધા દુનિયાને ઉંધા ચશ્મા તેવી ઘણી બધી તેમનું લેખ હતા તારક મહેતાની ટોળી પ્રદેશના પવા પ્રવાસે અને વ્યક્તિ ચરિત્ર પર એમણે ઘણું બધું લખેલું હતું એક રીતે જોવા જઈએ તો જે ધારાવાહિક આવે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તેમાંના તારક મહેતા મને ખૂબ જ પસંદ છે કારણ કે હાલની જે વાસ્તવિકતા ચાલી રહી છે તેના વિશે જ તે સીરિઅલ્સમાં ઘણું બધું સરસ સહ સહ સાહજિક રીતે પણ દર્શાવવામાં આવ્યું છે તેવી જ રીતે મારા ઉમાશંકર જોશી પણ છે પણ હાલમાં હું એટલા બધા લેખ અને ગુજરાતીમાં કહી શકાય તો બહુ ઓછો હમણાં સમય મળતો હોવાને કારણે હું વધારે પડતા લેખ વાંચી નથી શકતો પરંતુ સદંતર રીતે જોવા જાઉં તો મને સૌથી વધારે તારક મહેતાના ઘણાં બધા લેખ અને તેમની કૉમિકો મને ખૂબ જ ગમી હતી તારક મહેતા એક ઉમદા લેખક છે અને તેમને ઘણી બધી કવિતાઓ પણ આજના પાઠ્યપુસ્તકમાં તેમની કવિતાઓની પણ ખૂબ જ નોંધ લેવામાં આવે છે